અમારાં વિસ્તારમાં જ્ઞાનજ્યોત તુલિપ સિવાસિસ એવી ઘણી બધી સારી સ્કૂલો છે જેમાંથી મને જ્ઞાનજ્યોત ખૂબ જ સારી સ્કૂલ લાગી કારણ કે ત્યાં બાળકોને સારી રીતના બેસાડે છે તેમને સમજાવે છે ક્વેશ્ચ્ન ન આવડે તો એમને બે બીજી વખત પૂછી અને ક્વેશ્ચ્નનો આન્સર પણ આપે છે એની ગુણવત્તા એ છે કે જ્યાં તે બાળક ભણેલું હોય તે બાળક ક્યા પણ અટકાતું નથી મને મોટા શહેરોની શાળાઓ ખૂબ જ પસંદ છે